ગુજરાતીમાં એક કહેવત છે ને કે ફરે એ ચરે બાંધ્યું ભૂખે મરે ફરવું આમ તો ભારતમાં જ રહીને આપણે એટલું ફરી શકીએ કે મારી દૃષ્ટિએ તો છે ને ક્યાંય બીજે જરૂર જ નથી ક્યાંય કોઇની જરૂર નથી પણ બહાર જવું એક નિયમ બની ગયો છે કે એકવાર તો આપણે વિદેશ ગમન કરવું જ પડે તો હા મેં ત્રણેક વરસ પહેલાં હું વિદેશ ગમન ગઈ હતી ત્યાં મને મજા ખૂબ આવી પણ આપણે અહીંયા હોઈએ ને તો આપણે બહારનાં દેશનું જમવાનું શોધીએ અને બહારના દેશમાં હોઈએ ને તો ભારતનું જમવાનું શોધીએ એવી જ રીતે ગઈ હતી તો ખરી મજા પણ ખૂબ આવી પણ આપણા જેટલી સહેલાઈથી બહારનાં દેશોમાં રહેવું શક્ય જ નથી હા ત્યાં કદાચ સુંદરતા ઘણી હશે પણ પોતાપણું નથી અને એ પોતાપણું માટે મારી દૃષ્ટિએ ભારત ખૂબ જ સરસ જગ્યા છે અને હા હેતુમાં એવું છે કે બહાર ફરીએ તો ચાર જણા નવા માણસોને મળીએ નવી ભાષાઓ ખબર પડે નવી ખાનપાન એલી એ લોકોની વિધિ એ બધું ખબર પડે તો બહાર જવાના હેતુ તરીકે તો ફક્ત નવું જાણવું એ જ એકમાત્ર હેતુ હતો